યેસ કોણ બોલો ઓકે ઓકે અચ્છા અચ્છા હા ઓક ઓકે પણ તમારું આ કયા યરમાં સ્ટડી શે શેનું સ્ટડી છે તમારું કારણ કે એની ફેકલ્ટી છે ને એટલે તમાંરુ કોમર્સ ગ્રેજ્યુએટ સાઇન્સ કે આર્ટસ

અચ્છા અચ્છા એક કામ કરો અત્યારે સેટરડે સન્ડે આવે છે તો હવે નેક્સ્ટ વીકમાં તમે આઈ થિંક સો ગુરુવારે થર્સડેના દિવસે તમારા ફાધરને લઈને હં કયા થર્સડે કયા ફ્રાઈડે નેક્સ્ટ નેક્સ્ટ વીકમાં ઓકે તો ત્યારે લઈને આવજો ઓકે ઓકે ઓકે ઓક